હલો હા સ્વીગીમાંથી વાત કરો છો હા મેં ઓડર હમણાં બુક કરાવ્યો હતો બ પનીર ટીકા અને બે નાન અને એક છાશનો ઓડર કરાવ્યો હતો હા એ મારે રદ કરાવવાનો છે કેમકે મારે અર્જન્ટલી ક્યાંક બહાર જવાનું થયું છે હા હા મારે રદ કરાવવાનો છે હા ના ના ના ઓનલાઈન પેમેન્ટ નથી મારે ઓન્ કેશ ઓન ડિલેવરી જ હતું હા વાંધો નહીં થેન્ક યુ ધન્યવાદ